રમતગમત સંસ્થાઓનું મહત્ત્વ તમારા વિસ્તારમાં રમતોને પ્રોત્સાહન આપવા માટેની સંસ્થાઓમાં કૌટુંબીક છે સ્થાનિક ક્લબો છે નાગરિક સંસ્થાઓ છે તેમજ સરકારમંદ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે આ સંસ્થાઓ રમતોમાં સક્રિય ભાગ લેતા ખેલાડીઓને જેવી કે તાલીમ સાધનો પ્રોત્સાહન પૂરું પાડે છે તેમની જોગવાઈથી સ્થાનિક સ્તરે ખેલાડીઓ પ્રગતિ કરે અને વધુ ઉચ્ચ સ્તરે ખ્યાતિ મેળવે તે માટેનો હોય છે પછી તેનો અભ્યાસ કરીએ તો લોકોને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે રમતોમાં ભાગ લેવા માટે ઘણી પ્રક્રિયાઓનો પાલન કરવું પડે છે સામાન્ય રીતે પ્રથમ સ્થાનિક સ્તર પર સ્પર્ધાઓમાં ભાગ લેવાનો હોય છે જ્યાં ખેલાડીઓ પોતાની કૌશલ્ય અને પ્રતિભા દર્શાવે છે આમાં જમીન પરની રમ રમીને તાલીમ શિબીરોમાં ભાગ લઈને અને નિયમિત રીતે માપદંડોને અનુસરવાનું હોય છે પછી એમાં જોઈએ તો પ્રગતિમાં તેના પગલા આવતી કાલમાં આપણે પ્રગતિ માટેની આગામી સ્તરે વિસ્તૃત તૈયારી કરતાં હોઈએ છીએ પછી પ્રથમ ખેલાડીઓ રાજ્યના સ્તરે યોજાતા ટુર્નામેંટમાં ભાગ લે છે ટુર્નામેંટમાં સફળતા મળે છે તો તો પછી રાષ્ટ્રિય સ્તરે વિવિધ ખેલકૂદોની ઘટનાઓમાં ભાગ લે છે આવી રીતે પ્રગતિ માટેના પગલાં લેવામાં આવે છે ત્યારબાદ છે તો કે રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે કઈ રીતે ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે રાષ્ટ્રિય સ્તરે ખેલાડીઓ સ્પર્ધાઓ જેવી કે રાષ્ટ્રિય રમતો છે ઓલમ્પિક્સ માટે પસંદ થાય છે આમાં સંસ્થાઓ ખેલાડીઓને માર્ગદર્શન આપવામાં આવે છે શારીરિક અને માનસિક રીતે તેઓને તૈયાર કરવામાં આવે છે અને પ્રગતિના દરેક પગલાઓ છે તો કે સમજાવામાં આવે છે આ રીતે પ્રતિક્રિયા અને સંસ્થાઓ દ્વારા મહત્ત્વ સ્પષ્ટ કરવામાં આવે છે ખેલ અને રમતગમત માટે વિવિધ ક્ષેત્રોમાં તેની ભૂમિકા મહત્ત્વની ભૂમિકાઓ રહેલી હોય છે જેમાં સ્થાનિક અને પ્રદેશ કક્ષતાની સંસ્થાઓ દ્વારા રમતને કઈ રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે સ્થાનિક રમત સંઘો દ્વારા મુખ્ય ઉદ્દેશ ખેલાડીને સ્થાનિક સ્તરે રમતોની તાલીમ આપવાનું હોય છે તેઓ કોચે એક કૂચ ખેલાડીઓની પસંદગી કરે છે અને તેમને આગળ વધવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે સ્પોર્ટ્સ ક્લબો છે મોટા શહેરોમાં સ્પોર્ટ્સ ક્લબો અને જીમ્સ દ્વારા ખેલાડીઓને સંયુક્ત અને વૈવિધ્યપૂર્ણ તાલીમ આપવામાં આવે છે જિલ્લાઓ અને રાજ્ય કક્ષાની સંસ્થાઓ જિલ્લા ખેલ મહાસંઘો છે જિલ્લા માં રમતોને સમર્થન આપવા અને ખેલાડીના વિકાસ માટે જિલ્લા મહાસંઘો કાર્ય કરે છે તે સ્થાનિક અરે રમતોનું આયોજન કરે છે ખેલાડીઓને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તૈયાર કરે છે પછી રાજ્ય કક્ષાની રમત સંસ્થાઓ રાજ્ય કક્ષાના ખેલ કુદ સમિતિઓ ખેલાડીઓને વધુ ઊંચી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તૈયાર કરે છે અહીંયાંથી ખેલાડીઓ છે તેઓ જે ઉચ્ચ કક્ષાની તાલીમ માટે મળે છે પછી છે તો કે રાષ્ટ્રિય કક્ષાની સંસ્થાઓ જેવી કે સ્પોર્ટ્સ અને ઓલમ્પિકસ ગેમ્સ ભારતીય ઓલમ્પિક સંઘ છે અને રાષ્ટ્રિય રમતગમત વિકાસનીકા જેવી સંસ્થાઓ રમત વિશ્વના ધોરણો ઊંચા રાખવા અને રમતગમત પ્રોત્સાહન માટે કામ કરે છે પછી છે તો કે એસ એ આઈ દ્વારા ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે અને તેઓના આંતરરાષ્ટ્રિય સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવે છે પછી રાષ્ટ્રિય રમતો અને સ્પર્ધાઓ અલગ અલગ રમતોમાં ખેલાડીઓ રાષ્ટ્રિય કક્ષાના ટુર્નામેન્ટ્સમાં ભાગ લેછે અને રાષ્ટ્રિય સ્તરે વિજય ખેલાડીઓને આંતરરાષ્ટ્રિય રમતોમાં ભાગ લેવા માટે ની પસંદગી કરે છે પછી છે તો કે માર્ગદર્શન માટેના કાર્યક્રમો યોજવામાં આવે છે ઓલમ્પિક્સ અને કામ કામનવેલ્થ જેવી ગેમ્સ માટેની તૈયારીઓ કરાવામાં આવે છે ખેલાડીઓને આંતરરાષ્ટ્રિય સ્તરે ઓલમ્પિક છે પછી એશિયન ગેમ્સ છે જેવી ગેમોથી પ્રતિષ્ઠિત ટુર્નામેંટ માથે પસંદગી કરવામાં આવે છે અને તેઓની પસંદગી અને તાલીમ કાર્યક્રમો આંતરરાષ્ટ્રિય માપદંડોને અનુસરે છે જેની પ્રક્રિયા પ્રથમ પછી રમતવીરોને રાષ્ટ્રિય ટુર્નામેંટમાં સફળતા મળે તો તેને ત્યારબાદ ખેલાડીઓના આંતર રાષ્ટ્રિય સંસ્થાઓ દ્વારા પસંદ કરવામાં આવે છે પછી છે તો કે તેની સરકારી યોજનાઓ અને કઈ રીતના પ્રોત્સાહન મળે છે ખેલોત્સવ ખેલોત્સવ છે જેમાં ભારતમાં ખેલાડીઓને પ્રોત્સાહનો આપવા માટે વિશિષ્ટ યોજના છે જ્યાં ગામડાની રાષ્ટ્રિય સ્તરે ખેલાડીઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે પછી છે તો કે ખેલોદય યોજના છે આ યોજના હેઠળ પસંદગી પામેલા ખેલાડીઓને વિવિધ રીતે ટેકો આપવામાં આવે છે જેમાં તેમના વિકાસ માટે શિબીરો છે પછી તાલીમ છે જેવા વર્ગોનું આયોજન કરવામાં આવે છે પછી સુવિધાઓ અને તકનીકી તાલીમ આપવામાં આવે છે આખા રાષ્ટ્રિય કક્ષાના ખેલાડીઓ માટે વિવિધ પ્રકારે સુવિધાઓ ઉપલબ્ધ છે રાજ્ય અને રાષ્ટ્રિય કક્ષાએ તાલીમ કેન્દ્રો વિશિષ્ટ કોચિંગ ઉપલબ્ધ છે પછી છે તો કે પ્રોત્સાહન આપવામાં આે આવે છે પ્રોત્સાહન આપવામાં આવે છે જેમાં મહિલાઓ અને જુનિયર ખેલાડીઓ ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે જેમકે જુનિયર કોમ્પિટિશન હોય તો મહિલાઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો પછી રમતોના વિકાસ માટેની સ્થાપિત સંસ્થાઓ સ્થાનિક સંસ્થાઓ આંતરરાષ્ટ્રિય સ્તરે કામ કરતી હોય છે પછી છે તો કે વિશ્વની વિશ્વની વિશ્વ કક્ષાની ખેલ પ્રણા પ્રણાલીઓ છે જેમાં એશિયન ગેમ્સ છે આ એશિયન ગેમ્સમાં સ્પર્ધામાં ભાગ લેવા માટે ભારતીય ખેલાડીઓને એ સે આઈ અને અન્ય રાષ્ટ્રિય સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે પછી છે તો કે ઓલમ્પિક ગેમ્સ છે ઓલમ્પિક્સ રમતો માટે ભારતીય ઓલમ્પિક સંગઠન અને એસ એ આઈ દ્વારા વિશિષ્ટ તાલીમ શિબીરનો આયોજન કરવામાં આવે છે ખેલાડીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાઓ માટે ભૌતિક અને માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે પછી છે તો કે ફૂટબોલ અને ક્રિકેટમાં આંતરરાષ્ટ્રિય સફળતા કરવા સફળતા આ રમતો માટે સ્થાનિક કક્ષાએથી શરૂ કરીને ખેલાડીઓને આઈપીએલ આઈએસએલ જેવા લીડ અને બોડિગ લિગ્સમાં પ્રવેશ કરે છે જે પછી તેમને આંતરરાષ્ટ્રિય સ્તરે પસંદ કરવામાં આવે છે પછી છે તો કે પ્રથમ આંતરરાષ્ટ્રિય સ્તરે આવવા માટેની પ્રક્રિયા કિયા પ્રકારની છે તે જોઈએ તો સ્થાનિક કક્ષાની પસંદગી પહેલાં તો આવે છે વિવિધ ક્લબો છે પછી ગામડાઓ અને શહેરોમાં રમતો માટેની પેલી પસંદગી કરવામાં આવે છે જ્યાં ખેલાડીઓ તેમની કૌશલ્યતા દર્શાવે છે રાજ્ય કક્ષાના ટુર્નામેન્ટ્સ હોય છે જેમાં ખેલાડીઓ જિલ્લા ટુર્નામેંટમાં પોતાનું પ્રદર્શન શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તો તે રાજ્ય કક્ષાના ટુર્નામેંટમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવે છે ત્યારબાદ છે તો કે રાષ્ટ્રિય સ્તરે પ્રવેશ મળે ત્યારબાદ રાજ્ય કક્ષાના ટુર્નામેંટમાંથી પસંદ થયેલ ખેલાડીઓને રાષ્ટ્રિય કક્ષાના રમતોમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવે છે આમાં નેશનલ ગેમ્સ હોય છે રાષ્ટ્રિય ચેમ્પિયન વગેરે સામેલ કરવામાં આવે છે પછી આંતરરાષ્ટ્રિય સ્તરે ભાગ લેવા માટે ખેલાડીઓ જેમણે રાષ્ટ્રિય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય તેમને આંતર રાષ્ટ્રિય સ્તરે ભારતીય ટીમમાં સ્થાન મળે છે ત્યારબાદ છે તો કે તેમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં સ્પોર્ટ્સ સાયન્સ છે જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ તેમનું શારીરિક સમર્થન વધારી અને ખાદ્ય પદાર્થો છે પછી વ્યાયામ છે પછી આરોગ્ય કઈ રીતના કરવું તેની ટેકનિક અપાય છે પછી છે તો કે આઇટી અને ડિજિટલ હેલ્થ રમતો માટે ડિજિટલ મોનીટરીંગ મેડિકલ ચેકઅપ અને રમત ગમતનું વિશ્લેષણ કરવામાં આવે છે જેથી ખેલાડીઓ નો પ્રદર્શન કરવા માટેની શક્તિ સુધરે પછી છે તો કે સરકારી યોજનાઓ અને પ્રોત્સાહનો કઈ રીતના કરવા તો કે એમાં ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ચલાવામાં આવતા વિવિધ કાર્યક્રમો ખેલાડીઓને નાણાં છે તાલીમ છે પછી આંતરરાષ્ટ્રિય સ્તરે ભ્લાગ ભાગ લેવા માટેના પ્રોત્સાહનો આપે છે પછી ટોપ્સ છે ચ તો એમાં આયોજનો તો કે પ્રતિભાશાળી ખેલાડીઓને વૈશ્વિક સ્તરે પ્રદર્શન કરવા માટે મુખ્ય ટેક્નોલોજી અને નાણાંકીય મદદ પૂરી પાડે છે પછી છે તો કે ખેલોત્સવ અને યુવા મહોત્સવ જે ખેલાડીઓ ગ્રામ્ય ક્ષેત્રોમાં રમત ઉત્સવમાં જોડાયો હોય તેના માટે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા તેમને શહેર અને રાજ્ય કક્ષાના વિવિધ ટુર્નામેંટ સુધી પોંચવા માટે મદદ કરવામાં આવે છે પછી આપણે ખા ખાસ જોઈએ તો ખેલાડીઓને પ્રોત્સાહન માટે મહિલા રમતવીરો હાલ સરકાર દ્વારા મહિલા સંસ્થાઓ રમતોમાં વધુ પ્રોત્સાહન આપી શકે છે વિવિધ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને એસ એ આઈ દ્વારા મહિલા ખેલાડીઓને વિશિષ્ઠ તાલીમ ટેક્નોલોજી કોચિંગ મદદ પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ છે તો કે જુનિયર અને કિશોર ખેલાડીઓ કોમ્પિટિટિવ રમતો છે તેમાં ભાગ લેવા યુવા પેઢી માટે જુનિયર કક્ષાના ટુર્નામેંટ જ છે તાલીમ શિબીરો યોજવામાં આવે છે જેથી તેઓ યુવા વયમાં જ આંતરરાષ્ટ્રિય સ્તરે તૈયારી કરી શકે પછી છે તો કે સમાજમાં રમતનું મહત્ત્વ કઈ રીતે અને તેનો વિકાસ કઈ રીતે કરી શકીએ સમાજમાં પ્રચાર સ્થાનિક સ્તરે રમતોને પ્રોત્સાહન કરવા માટે વિવિધ એનજીઓ અને સામાજિક સંગઠનો કાર્યક્રમો કરે છે પછી ખેલ સંસ્કૃતિમાં છે તો કે રમત વિના સમાજનું સંપૂર્ણ વિકાસ થઈ શકતો નથી રમતોનો વ્યાપ વધારવા માટે વિવિધ સંસ્થાઓ સામૂહિક પ્રયાસો કરે છે અને ગ્રામીણ અને શહેરના વિસ્તાર ના યુવાનોને વધુ તક મળે છે પછી વિશ્વમાં ભારતની રમતગમત રમતગમતની ચિંતાઓને ભવિષ્યમાં છે તો કે રમતગમત કેટલીક આગળ વિષે તે માટે વિશ્વભરમાં ભારતીય ખેલાડીઓ પ્રદર્શન સુપ્રીમ બની રહે તે માટે ભારતના ખેલ આયોજનનો શ્રેષ્ઠ ફાળો રહેલો છે હવે ભારતમાં રમતનું ભવિષ્ય વધુ તેજસ્વી છે કેમ કે વિવિધ સંસ્થાઓ દ્વારા ખેલાડીઓને વધુ સારી તૈયારી થાય તેવા પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે આ રીતે રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતીય ખેલાડીઓ પ્રદર્શનને આગળ ધપાવવા માટે સમગ્ર પ્રક્રિયા તાલીમ કેન્દ્રો સરકારી યોજનાઓ સંસ્થાઓ દ્વારા સંભાળવામાં આવતી હોય છે આમ રમતગમત દ્વારા રમતવિરોને પ્રોત્સાહન આપી અને રમતગમતને આગળ વધારવામાં આવે છે